જન્મનાં પ્રમાણપત્રમાં મારા બાબાનાં નામમાં ભૂલ થઈ છે તેનું નામ વિનિત શાહના બદલે વિદિત શાહ લખાઈ ગયું છે તો મહેરબાની કરીને આ ભૂલવાળો જન્મનો દાખલો રદ કરજો અને મને સાચાં નામવાળો દાખલો કાઢી આપજો મારી પાસે સાચાં નામનો પુરાવો પણ છે તો મને જન્મનો દાખલો રદ કરી સાચાં નામવાળો દાખલો મેળવવામાં મદદ કરશો મારા બાબાને હાલ શાળામાં દાખલ કરવા માટે સાચા નામવાળો દાખલોની જરૂર છે તેથી જેમ બને તેમ ઝડપથી જન્મનું પ્રમાણપત્ર સુધારી આપવા વિનંતી છે